નમસ્તે ટ્રાફિક પુલિસમાંથી વાત કરો ને મારે લાઇસન્સ કઢાવવું છે

પણ મારી ઓગણી વર્ષ છે

ટુ વ્હીલરનું ને ફોર વ્હીલરનું બંને કઢાવવાનું છે તો એમાં શું પર પ્રક્રિયા રહેશે

શું શું શું ડોક્યુમેન્ટ જોઈશે બરાબર

બરાબર આમાં આરટીઓની ફીસ કેટલી હોય છે બરાબર બરાબર બરાબર

હા એમાં ટેસ્ટમાં કેમનું હોય એટલે

બરાબર

સારું સારું થેન્ક યુ બરાબર એટલે આરટીઓ પેલું આઠ પાડવાનો હોય છે ત્યાં એમ

બર બરાબર એ બી અપોઇન્ટમેન્ટ લેવી પડે કે ત્રીસ દિવસ પછી ઠીક છે ઠીક છે થેન્ક યુ સર